હા મેં ટ્રાવેલિંગમાં મુસાફરીમાં હાલમાં જ વાત કરું તો ઉત્તર પ્રદેશ ગયો હતો ત્યાં હું ફર્સ્ટ ટાઇમ ગયો ત્યારે મને ત્યાંની કોઈપણ સેવાઓ આરામગૃહો કે પછી પૅટ્રોલ સ્ટેશન જેવી કોઈપણ નૉલેજની જાણકારી ન હતી ઇવન કે ક્યાં સારું જમવાનું હશે ક્યાં સારું રહેવાનુ હશે કઈ જગ્યાએ ઓછી રૅન્ટવાળી હોટલ હશે તે દરેક બાબતોનો મેં સામનો કર્યો હતો ઇવન કે હું રાત્રે જ્યારે ઉતર્યો રીક્ષામાં ત્યારે તે રીક્ષાવાળાએ મારી પાસે માત્ર સાત કિલોમીટરનાં ત્રણસો રૂપિયા ભાડું લીધું હતું અને તે જ જગ્યાએ જ્યારે હું સવારે ગયો ત્યાંથી રિટર્ન આવ્યો ત્યારે તે જ જગ્યાનાં મેં તે રીક્ષાભાડું માત્ર વીસ રૂપિયા જ ચૂકવ્યું હતું તો ઘણી બધીવાર થતું હોય છે કે તમે જયારે કોઈ અલગ જગ્યાએ જતાં હોવ છો ત્યારે તમને તેની વિશે કોઈ પૂરતી નૉલેજ ના હોવાના કારણે તમારે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે મારી સાથે તો ઘણીવાર એવું બનતું આવ્યું પરંતુ જે તમને માહિતી યુટ્યુબમાં પણ તમને જે માહિતી મળતી હોય છે તેનાથી તે માહિતી ત્યાં જઈને તમે જોશો તો ખૂબ જ વિપરીત માહિતી હશે એટલે ઘણીવાર હું તો કહું છું કે યુટ્યુબમાં જ જોઈને તમે જો જતાં હોવ તો તેનાં પહેલાં પણ તમારા કોઈ જે મિત્રો ગયા હોય તેની પાસે તમારે ચોક્કસપણે તે જગ્યાની માહિતી લેવી જોઈએ ઘણીવાર હોટૅલમાં પણ આપણે રોકાતા હોઈએ છીએ તો આપણે જે જણાવેલ ભાડું અને જયારે ચૅક આઉટ કરીએ ત્યારનું ભાડું અલગ અલગ ચાર્જીસ સાથે તમારી પાસે વસૂલવામાં આવતું હોય છે જયારે તે બાબતનો સામનો કરવામાં આવે ત્યારે ઘણાં બધા કારણો આપીને આપણી પાસેથી ડબલ ભાડું વસૂલવામાં આવતું હોય છે તો આ ઘણી બધી બાબતોનો મેં અવાર નવાર સામનો પણ કર્યો છે જગ્યાનો અજાણી જગ્યા અથવા તો પૂરતી માહિતીનાં અભાવને કારણે